ભારત દેશ એ વિવિધતામાં એકતાનો દેશ છે ભારત પોતાની આગવી સંસ્કૃતિ સાથે વિવિધતામાં એકતા દર્શાવે છે ભારતમાં આવેલ જુદાં જુદાં રાજ્યોની પોતાની એક આગવી વિશેષતા છે જેમકે ગુજરાતમાં રમાતા ગરબા મહારાષ્ટ્રમાં રમતું ઘૂમર પંજાબમાં રમાતા ભાંગડા આસામમાં રમાતું બિહુ પોતાની એક નવી સંસ્કૃતિ છે જેમકે ગુજરાતમાં રમાતા ગરબા નવરાત્રિ દરમિયાન રમવામાં આવે છે તેની પાછળ એક ધાર્મિક તેમજ સાયન્સનું કારણ રહેલું છે નવરાત્રિમાં નવ દિવસ દરમિયાન ગુજરાતી લોકો મા અંબાની આરતીની સાથે ગર્ભદીપની ફરતે ફેરા ફેરા ફરીને ગરબા રમે છે તેની પાછળ સ્વાસ્થ્ય પણ જોડાયેલું છે ગરબા રમતી વખતે તેમના અવયવો બરાબર વળે છે અને તે લોકો હિલોળા લે છે તેના કારણે તેમનાં શરીરમાથી પરસેવો નીકળે છે જેનાં કારણે તે લોકોને સ્વાસ્થ્યમાં ક્યારેય તકલીફ પડે નહીં તેવી જ રીતે પંજાબી લોકો ફસલની લાવણી કરે છે અને ત્યારે ત્યારે હોળી એ લોકો લોહરી સેલિબ્રેશન કરે છે ત્યારે એ લોકો ફસલને આગમાં હોમીને ભાંગડા નૃત્ય કરે છે તો તે લોકો પોતાના ધાર્મિક પરંપરાની સાથે સાથે પોતાના નૃત્યને પણ પ્રદર્શિત કરે છે તેની સાથે સંસ્કૃતિ અને આપણું સાયન્સ બન્ને જોડાયેલું છે તો આવી રીતે સ્વાસ્થ્યમાં અને પોતાના તહેવારોની ઉજવણીમાં નૃત્ય બંને રીતે ભાગ ભજવે છે